હેલો ઇન્વેન્ટ ટ્રાવેલમાંથી વાત કરી રહી છું મેમ

ઓકે ડેટ ડેટ કઈ છે મેમ ઓકે અને કેટલા લોકો છે ઓકે મેમ અમારા અમદાવાદ માટે બે પેકેજીસ છે એક ઓલ્ડ અમદાવાદ છે અને બી બીજું બીજા પેકેટમાં એવું છે કે જે થોડાક બીજા મોનયુમેન્ટ બન્યા છે એ છે તો તમને હેરીટેજ સ્પેશિયલ ફરવા જવું છે કે બીજા જે મોનયુમેન્ટ્સ હમણાં જે બન્યા છે એ જોવા છે ઓકે

હં હં બરાબર બરાબર ઓકે તો અમારા પેકેજમાં એવું છે કે તમને સાડા દસ વાગ્યે કાર આવી જશે તમારા હોટેલ ઉપર અને તમને પીકઅપ કરી લેશે અને જે ડ્રાઈવર હશે ને તમારો એ ગાઈડ પણ હશે અને તમને લંચ માટે અને ડિનર માટે બી એ ભાઈ જ લઈ જશે તો એ તમને ફાવશે સાડા દસ વાગ્યેનો ટાઈમ સવારના ઓકે ખાલી આમાં અમારામાં અમારા પેકેજમાં બ્રેકફાસ્ટ ઇન્ક્લુડેડ નથી લંચ એન્ડ ડિનર ઇન્ક્લુડેડ છે વિથ હાઇટી

ઓકે મેમ બરાબર તો હું એવું રિકમેન્ડ કરું છું હં હં ડેફિનેટલી મેમ ડેફિનેટલી અમારી બધી કાર રોજ સર્વિસમાં જાય છે અને ધે આર ઇન ઓકે કંડિશન તો અ એ વાતની તમે ચિંતા ના કરો ઓકે મેંમ બરાબર અ તો હું એવું રિકમેન્ડ કરું છું હા હા ડેફિનેટલી મેંમ ડેફિનેટલી અમારા બે જે પેકેજિસ છે બે વર્થ યોર ટાઈમ છે એટલે બે એક પેકેજ જે હેરીટેજવાળું છે એ બે દિવસનું છે કેમ કે હેરિટેજ પ્લેસીસ ઘણી બધી છે અમદાવાદમાં જોવા માટે અને એ જ બીજા પેકેજ છે એ એક દિવસનું છે એનું જે પ્લેસિસ અને મોન્યુમેન્ટ છે એ ઓછા તો એક દિવસમાં આખું કવર થઈ જશે તો તમારી પાસે અગર ત્રણ દિવસ જો હોય તો તમે પહેલાં હેરિટેજવાળું પેકેજ લઈ લો અને પછી એક દિવસ જો છે ત્યારે તમે બીજું જે પેકેજ છે મોન્યુમેન્ટવાળું એ લઈ લો ઓકે હા તો ચાર્જિસ માટે તમે ચાર લોકો છો ને ફોર એડલ્ટ ઓકે સારું તો એક દિવસનું પંદરસો રહેશે કેમકે જે ડ્રાઈવર છે એ તમને સાડા નવ દસ વાગ્યા સુધી હોટેલ ઉપર ડ્રોપ કરીને જતાં રહેશે અને ડિનર એમાં ઇન્ક્લુડેડ છે ઓકે ઓકે થેંન્કયુ સો મચ મેમ